હલો હલો ગુડ આફ્ટરનુન ગુડ આફ્ટરનુન

હમ હા હા બરાબર તમારી વાત એકદમ સાચી છે આપણે જાણીએ છીએ કે આપણે જયારે સ્કૂલમાં કોઈ પ્રોબ્લમ્સ થાય છે તો આપણે તેનો ઉપાય કરવા માટે આપણે હંમેશા પ્રિન્સિપાલને કહીએ છીએ અને આપણો સ્કૂલનો એ પણ રુલ્સ છે કે જયારે ક્લાસમાં કંઈ પ્રોબ્લેમ થાય છે તો આપણે સ્ટુડન્ટને સારી રીતે સમજાવવાનો પ્રયાસ કરવો જોઈએ અને હંમેશા ઘ્યાન રાખવાનું કે અત્યારનાં જે સમય છે અને અત્યારનાં જે કાયદા છે એ પ્રમાણે એની ઉપર હાથ ઉપાડવાનો નથી સમજાયું ક્લાસમાં કોઈ પણ કાંઇ પણ થાય છોકરાઓ ગમે એટલા તોફાન કરે કંઈ પણ થાય તો પણ હંમેશાં એક વાતનું ઘ્યાન રાખવાનું કે છોકરાઓ ઉપર હાથ નથી ઉપાડવાનો અને જ્યાં સુધી બને ત્યાં સુધી તેને પ્રેમથી સમજાવવાની ટ્રાય કરવાની આ સિવાય તમારી સાથે કાઇ ખોટું થતું હોય કે કાંઇ અલગ થાતું હોય તો મને જાણ કરો સમજાયું અને કોણ કોઈ એવું કોઈ પર્ટિક્યુલર છે જેનું તમે નામ આપી શકો હં તો આપણે પહેલાં સૌથી પહેલાં એ ઘ્યાન રાખવાનું કે એના કંઈ ઘરે કાંઈ પ્રોબ્લેમ છે એના કાંઈ માતા પિતાના પ્રોબ્લમ છે તો એ પ્રોબ્લેમને લઈને આપણે પહેલાં સોલ્યુસન કરવાનું અને એવું કાંઈ હોય તો એના પેરેન્ટ સાથે આપણે કન્સલ્ટ કરીએ એના પેરેન્ટ્સને સ્કૂલમાં બોલાવો અને આ વાતને આપણે આગળ રાખી છોકરાને કાંઇ માનસિક પ્રોબ્લમ હોય તો એ વાતનું પણ ધ્યાન રાખશું અને અને કાંઇ કામ હોય તો ફોન કરજો